આમ તો હાલ ગુજરાતમાં ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે અને ગુજરાત એક ઉદ્યોગોનું મોટું હબ છે અને દિવસેને દિવસે આ બધા જ ઉદ્યોગો વિકાસ પામી રહયા છે અમદાવાદની જો વાત કરીએ ઉદ્યોગને લઈને તો અમદાવાદમાં ઇજનેરી વિભાગ એટલે કે સ્ટીલ પાઈપ્સ અને પમ્પ્સ બનાવવામાં આવે છે અમદાવાદનું ઇજનેરી વિભાગ સૌથી મોટું ઇજનેરી વિભાગ છે આ સાથે સાથે અમદાવાદમાં સાણંદ ખાતે ટાટા નેનો ટાટા કાર માટેનો એક મોટો હબ આવેલો છે એની સાથે સાથે જો અમદાવાદની વધુ વિકાસ રીતે જો વાત કરીએ તો અમદાવાદના વિઠલાપુર વિસ્તારમાં હૉન્ડાનો એક મોટો પ્લૉટ આવેલો છે એક મોટો ડોમ છે આખું મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે ત્યાં હૉન્ડા વિશેનો સીમેન્ટ ઉદ્યોગને લઈને જો વાત કરીએ આપણે તો ગુજરાતની અંદર આવેલું ગીર સોમનાથ જે છે એ સીમેન્ટનું એક મોટું હબ છે જ્યાં અંબુજા સીમેન્ટનું મોટા પ્રમાણમાં કારખાનું આવેલું છે આ સાથે સાથે સુત્રાપાડાના સીતપુર ગામ ખાતે પણ સીમેન્ટ કૉર્પોરેશન ઑફ ગુજરાતનો લિમિટેડનો મોટો પ્લાન્ટ આવેલો છે અને જો ખેતીના વિભાગની આપણે વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ફર ફર્ટિલાઈઝર ઍન્ડ કૅમિકલ્સ જે વડોદરાના જવાહરનગરમાં આવેલી છે આ કંપની ખાતરની સાથે સાથે પૅટ્રોકૅમિકલનું પણ ઉત્પાદન કરે છે બીજા નંબરે વાત કરીએ તો ઇફકો ઇન્ડિયન ફાર્મસ ફર્ટીલાઈઝેશન જે કલોલ ખાતે આવેલી કંપની છે જેની વિશેષતા એ છે કે નાઇટ્રોજન ફૉસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતરનું ઉત્પાદન કરે છે આ સાથે સાથે ગુજરાતની અંદર ઘણા એવા ઉદ્યોગો દિવસે ને દિવસે વિકાસ પામી રહયા છે અને વિકસી રહ્યા છે